હલો હા તમે બાઇકના શોરૂમથી વાત કરો છો હા અરે તો મને એક બાઇક લેવું છે સારું સસ્તું કંઈ તમને તમને શું લાગે મારું બજેટ તમને કહુ પાંચ લાખ જેવાનું વિચારું છું તમે કહો કે પાંચ હા બોલો પાંચ લાખ જેવું વિચારું છું એનાથી વધારે મને ખર્ચો કરવો નથી તો તમે જરાક કહો કે પાંચ લાખમાં કંઈ સારી આવે ઈલેક્ટ્રોનિક કે બધી જોને કહો કઈ હારી કઈ બાઇક છે પાંચ લાખમાં કઈ મળે મને એવી બાઇક જોઈએ છે કે જેમાં મારાથી એટલે લાંબુ જવાય એટલે ટ્રાવેલિંગ માટે જ જોઈએ છે પેલી હેલી બુલેટ જેવી આવી છે પણ બુલેટ કરતાં જરા પ્રાઇસ વધારે છે તો એવું કે જરાક મોંઘી લાગી અરે ઇલેક્ટ્રિક હવે નાનાં પોયરા જેવી લાગે ઇલેક્ટ્રિક નહીં ફાવે યાર તમે ભાઈ રસ્તામાં બંધ થઈ ગઈ તો હવે ક્યાં ગોતવા જવા અહીંયા તમને ખબર તો છે ઠેકાણું છે નહીં ઇલેક્ટ્રિક ચાર્જરનું ને એ બધું હવે ઇલેક્ટ્રિક બાઇક કઈ રીતના ચાલે ભાઈ કંઈ સારી જો એ બતાવ તમે કઈ બાઇક લઈ શકો કેટીએમ ડ્યુક ચાલે સારી સારી આવે મેં વાપરી નથી મેં એટલે સ્પોર્ટ્સ બાઇક વાપરી નથી એટલી તો પણ ચાલે સ્પોર્ટ્સ બાઇક કે આજ સુધી નહીં વાપરી સ્પોર્ટ્સ બાઇક કેટલું કેટલામાં કેટલામાં પડે કેટીએમ લેવી હોય તો પાંચ લાખ કેટીએમ લેવાય એટલે હીલી એરિયાસમાં ચાલે મારા ફ્રેન્ડને એક વાર થયેલું એ હીલી એરિયા પર લઈ ગયેલો તો જેરી તૂટી ગયેલી પછી એનું સર્વિસ સેંટરનું ઠેકાણું નહીં પડેલું એટલે હું જરાક કેટીએમમાં આમ તેમ વિચારું છું હવે બીજી કઈ ચાલે રોયલ એન્ફિલ્ડ લેવી હોય તો કે બીએમડબલ્યુની લેવી હોય તો ચાલે જરાક બાજુથી કાવાસ કેટલાની હોય કાવસાકીની હા તો ચાલોને હું એક વાર મળી જાવ તમને આવીને તમે કાલે સાંજે ચાર વાગે આવું તો ચાલે હા સારું સારું મળી જઈએ આપણે ચાલો